હા હા પ્રિન્સિપાલ મેડમ બોલો હા હું બને એટલી કોશીસ કરું છું જો ફશ સ્ટાન્ડરમાં એક જ ચેપટર બાકી છે સિક્સ સ્ટાન્ડરમાં ત્રણ જ ચેપટર જેવો કોર્સ બાકી છે ફશ સ્ટાન્ડરમાં અ બસ આ એક છેલ્લું ચેપટર ચાલે છે ફોર્થ મા બે ચેપટર બાકી છે અને ફિફથમાં એક બાકી છે મોસ્ટલી બધામાં થોડું થોડું બાકી છે બાકી તો જો હવે સેમેસ્ટર પુરું થવામાં છે અને ફેસ્ટિવલ ને બધું આવે છે એટલે થોડું થોડું હોમવર્ક દઈશું અને સેનમેન્ટ રીતે એટલે એવી રીતે આપીશ આપીશ એટલે હોમવર્કમાં પ્રીપેરેશનમાં એ પૂરું કરી શકશે હા જી હા જી આ વખતે જે પેરેન્શ ટીચર્સ મિટિંગ આવવાની છે એમાં જે ડલ સ્ટુડન્ટ છે એ લોકોના પેરેન્શને વાત કરવાની છે અને જરૂર પડશે તો એને એક્સ્ટ્રા લેક્ચર આપીને આ જે સિલેબસ બાકી છે એ ફરી એક વાર રિફર કરાવી લઈશું અને જે હોશિયાર છોકરાઓ છે એ લોકોને તો બરાબર છે ચપાલે એ લોકોનો કાઇ વાંધો નઈ હા ઓકે મેડલ હા હ